ટેક્નોલોજી આવવાથી મારા જીવનમાં અને ઘણાં બધાના જીવનમાં ઘણો બધો મોટો ફેરફાર થયો છે હું ટેકનોલોજીના સાધનોમાં સ્માર્ટ ફોન વાપરું છું કોમ્પ્યુટર વાપરું છું લેપટોપ વાપરું છું ઘરમાં રેફ્રીજરેટર વાપરું છું અને તેનાથી મારા ઘણાં બધા કામ સરળ થઈ ગયાં છે અને જયારે મારે બહાર જવાનું હોય ત્યારે કોઈ જગ્યાની ટિકિટ બુકિંગ પણ ઓનલાઈન થઈ જાય છે અને મારે ત્યાં રહેવાનું હોય તો તેની હોટેલ બુકિંગ પણ ઓનલાઇન જ થઈ જાય છે અને હવે પેમેન્ટ પણ ઓનલાઈન જ કરવામાં આવે છે અને કોઈ વસ્તુ શોપીંગ માટે ઘરની બહાર નીકળવાની જરૂર પડતી નથી પહેલા કલાકોની લાઈનમાં ઉભું રહેવું પડતું હતું પરંતુ હવે એક મિનીટોમાં કામ પતી જાય છે